મારા ઘરે બર્થડે પાર્ટી હોવાથી મેં એવું વિચાર્યું કે જમવાનું બહારથી મંગાવી લઉં પણ એના માટે મને વિચાર આવ્યો કે ઝોમેટો ઓનલાઈન સર્વિસમાંથી મંગાવું તો મારે ત્યાં જવાનો ટાઈમ પણ બચી જાય અને ડિસ્કાઉન્ટ પણ મળે એના માટે મારે ક્વૉન્ટિટીમાં મંગાવવાનું હતું તો મેં ઝોમેટો એપ ઓપન કરીને અંદર જોયું તો મને ઘણા બધા પ્રોમોકોડ એપ્લાય કરવા માટે મળે છે એની અંદર અમુક બાય વન ગેટ વન ફ્રી વાળા હતા અમુક હતા કે જેની અંદર દસ ટકા પાંચ ટકા પાંચ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે તો પછી મેં વિચાર્યું કે અલગ અલગ રીતે બે ત્રણ બે ત્રણ વ્યક્તિના ફોનમાંથી ઓર્ડર કરું તો મને થોડો ફાયદો વધારે થાય તો અમુક વસ્તુ જે હતી એમાં મને બાય વન ગેટ વન ફ્રી પણ મળ્યું છે